આજની યુગમાં વાહન વ્યવહાર અને મુસાફરીના વિકલ્પો મારા જીવનની વિવિધ રીતે પ્રભાવિત કરે છે પહેલી ક્ષણોમાં વાહન વ્યવહાર હાર્ડવેર પર આધારિત હતું જેથી પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવામાં દિક્કતો આવી હતી હવે ડિજિટલ પ્લેટ્ફોર્મસ અને એપ્લિકેશન્સ વધુમાં વધુ પ્રોસેસિંગ અને સુગમ સેવાઓ પ્રદાન કરે છે આ તકનિકની પ્રગતિના ફાયદાઓ મારા જીવનને કાર્યકારી બનાવી રહ્યાં છે અને વાહન ચાલકોને સહજ અને સારવાર રી પૂર્વક સમર્થન આપી રહ્યાં છે આ નવીન પદ્ધતિઓ મારી ગતિ સારી પ્રવૃતિ અને સમય વ્યવસ્થાને વધુ સરળ બનાવી રહી છે મારી વ્યવસ્થા આધારિત હતી છે કે ક્યારે મ અને ક્યારે મારો સમય લાગે છે અને અનુકૂળતાની સાથે સારવારની વ્યવસ્થા કરી શકું આ રીતે વાહન વ્યવહારની તકનિકી મારા પ પ્રગતિ મારા જીવનને અને સમયને સુધારી છે અને મને વધુ પ્રાસેસિંગ અને પ્રભાવશાળી સુવિધાઓને મળવામાં મદદ થાય છે